હલ્લો ગુડ આફ્ટરનૂન સર હું રિયાના પેરેન્ટ્સ બોલું છું અમને રિયા માટે ચાર દિવસની રજા જોઈતી હતી સર એમાં એવું છે કે અર્જન્ટ જોઈએ છે મારા જે ફાધર છે એટલે કે રિયાના જે નાના એમની તબિયત ખૂબ ખરાબ છે અને ડોક્ટરે એવું સજેશન આપ્યું છે કે જેમ બને તેમ ઘરનાને બોલાવી લેવું

ઓકે વાંધો નહીં સાહેબ ટ્રાય કરીશું અમે પૂરો બાય